હું જ્યારે દસ વર્ષની હતી ત્યારે હું અને મારા પપ્પા એક ઉત્સવમાં ગયા હતા ત્યાં અમે અલગ અલગ નૃત્ય શૈલીઓ જોઈ હતી તે નૃત્ય શૈલી ખૂબ પસંદ આવે તેવી હતી અને તેને જોઈને મને ઈચ્છા થઈ કે મારે બી આમાંની એક નૃત્ય શૈલી શીખવી છે તેથી મેં મારા પપ્પાને કીધું કે મારે શીખવું છે અને મારા પપ્પાએ જઈને તે નૃત્યના શિક્ષિકા સીમા મેમ શાહ જોડે વાત કરી જે કથકનાં શિક્ષિકા હતાં અને તેના થોડાક સમય પછી મેં મેડમ સાથે કથક નૃત્યની શૈલી શીખવાનું શરૂ કર્યું અને નૃત્ય વિશે જાણકારી મેળવી કે નૃત્ય છે શું